શહેરી અને ગ્રામીણ શાળાઓ વચ્ચેના અંતરની વાત કરું તો એમાં જેટલું કહુ એટલું ઓછું છે આજના આ ટેકનોલોજીના યુગમાં શહેરીકરણની દરેક શાળાઓ એટલી બધી સુવિધાઓથી બનાવેલી છે અને આ શહેરી વિસ્તારમાં એટલી બધી હરીફાઈ છે બાળકોની સ્ટ્રેન્થને લઈને કે આ સ્કૂલમાં આ આ સંખ્યા વધારે એના કારને મારી સ્કૂલમાં ક્યારે આટલી બધી સંખ્યા છે એના કારણે હરીફાઈમાં ને હરીફાઈમાં એટલી બધી સુવિધાવાળી સ્કૂલો બનાવેલી છે અત્યારે તો મેં એવી બધી પણ સ્કૂલો જોઈ છે કે જ્યાં દરેક માળ પર ટોયલેટ બાથરૂમની સુવિધા હોય છે કે જેથી બાળકને ટોયલેટ બાથરૂમ કરવા માટે પણ નીચે ન ઊતરવું પડે બીજું કે ક્લાસરૂમ પણ એટલા સ્માર્ટને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલા છે બાળકને કંઈ પણ અઘરો ટોપિક હોય તો એ લોકો સ્માર્ટબોર્ડનો ઉપયોગ કરીને પ્રોજેક્ટરનો ઉપયોગ કરીને શિક્ષણ સરળતાથી પ્રાપ્ત કરી શકે છે અને ક્લાસરૂમ પણ એટલા સ્વચ્છ અને સુઘડ હોય છે કે બાળકોને ભણવાનું ગમે ત્યાંનું વાતાવરણ પણ શિક્ષણમય બનાવામાં આવેલું હોય છે કે ત્યાં દર ત્યાંનાં શિક્ષકો પણ એટલા બધા ઇન્ટેલિઝન્ટ સ્માર્ટ હોય છે કે બાળકોને જે જ્ઞાન મળવું જોઈએ તે શહેરીકરણની શાળાઓમાં મળી રહે છે બીજી બાજુ જોઈએ તો ગ્રામીણ વિસ્તારોમાં ત્યાં કોઈ જાતની હરીફાઈ હોતી નથી એટલે ત્યાંની શાળાઓ પણ એટલી બધી સુવિધાઓવાળી હોતી નથી બાળકોના ટોયલેટ બાથરૂમ પણ ત્યાં જવા જોઈએ આપણે જઈને તો ત્યાં આપણને ગમે ના તેવા હોય છે બીજું કે ગ્રામીણ વિસ્તારમાં શિક્ષકોને ત્યાં સારા જ હોય છે જ્યાં જ્યાં શિક્ષકો હોય છે પણ ત્યાં શિક્ષકોને જેવા બાળકો જોવે એવા મળતા નથી જેમકે ત્યાંનાં ગ્રામીણ વિસ્તારના વાલી શ્રીઓ એટલા બધા ભણેલા ગણેલા શિક્ષિત હોતા નથી કે જેના કારણે ત્યાંના બાળકો પણ એટલા જાગૃત હોતા નથી એમની શિક્ષન પ્રત્યે રસ જે મળવો જોઈએ આવવો જોઈએ નેચરલી કુદરતી રીતે તે આવતો નથી કેમકે ઘરમાં એવું વાતાવરણ શિક્ષિત હોતું નથી કે જેથી એ બાળકમાં ઉતરી આવે કારણ એ છે બીજું ગ્રામીણ વિસ્તારમાં બાળકોને એટલી બધી હરીફાઈનું દુનિયા જોવા મળતી નથી કે આપણી આપણા કરતાં દુનિયા આજે કેટલી આગળ પહોંચી ગઈ છે એટલા માટે પણ બાળકોમાં રસ જાગતો નથી બીજું કે ગ્રામીણ વિસ્તારમાં પણ સરકારી શાળાઓમાં હવે તો સરકાર તરફથી એટલી બધી સુવિધાઓ મળે છે જેમ કે પ્રોજેક્ટર સ્માર્ટ બોર્ડ કોંપ્યુટર લેબ લેબોરેટરી પ્રયોગશાળા એવું ઘણું બધું આવેલા હોય છે પણ ત્યાં સમયસર શિક્ષકોને જે ત્યાં ગ્રામીણ વિસ્તારમાં આજના શિક્ષકો જવા માટે તૈયાર નથી કેટલી સુવિધાઓ ત્યાં શિક્ષકોને જે મળવી જોઈએ તે મળતી નથી એટલા માટે આ શિક્ષક જવા માટે તૈયાર નથી જેમકે જો આપણે ગ્રામીણ શાળાઓમાં એકસ્ટ્રા એક્ટીવિટી કરાવી હોય જેમકે રમતગમત સ્કેટિંગ છે ડાન્સ ક્લાસ છે બીજી ઘણી પ્રવૃતિઓ કરાવી હોય તો ત્યાં એક્ટીવિટી ટીચર શિક્ષક સરળતાથી મળી શકતા નથી જ્યારે અહીંયાં શહેરીકરણમાં ત્યાંનાં શિક્ષકો પણ ત્યાં એ લોકોને એકસ્ટ્રા એક્ટીવિટીના સરળતાથી મળી રહે છે બીજું કે ત્યાં શહેરી વિસ્તારમાં બાળકોના વાલી શ્રીઓ ભણેલા ગણેલા હોય છે શિક્ષિત હોય છે તેથી ઘરમાં જ બાળકોને તેવું વાતાવરણ જોવા મળે છે શિક્ષણ એટલે એ લોકો શિક્ષણ પ્રત્યે જાગૃત હોય છે કે જો આપણે ભણીએ નહીં તો આપણી હાલત શું થશે આજના આ હરિફાઈના યુગમાં આપણે ભણવું જ પડશે એ લોકો સવારથી લઈને સાંજ સુધી શહેરી વિસ્તારમાં એક ખર્ચો પણ કેટલો થાય છે એ ખર્ચાને પહોંચી વળવા માટે મારે પગાર ધોરણ પણ સારું જોઈશે ને સારું પગાર ધોરણ મેળવવા માટે મારે ભણવું જ પડશે એવું બાળકોમાં અંદરથી ઉત્સાહ જાગે છે અને એ જ એમના ઘરમાં જેવું વાતાવરણ એમને જોવા મળે છે બીજી બાજુ ગામડામાં સરળતાથી શાકભાજી છે દૂધ છે જીવન જરૂરિયાતની વસ્તુઓ સરળતાથી એ લોકોને ઓછા પૈસામાં મળી રહે છે એટલે એ લોકોને એવું નથી લાગતું કે જીવન જરૂરિયાતની વસ્તુઓ હજી મેળવવા માટે આપણને વધારે પગાર ધોરણની જરૂર પડે એવો હરીફાઈવાળો યુગ જોવા મળતો નથી એક પણ આ શહેરીકરણ અને ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં મને આ તફાવત જોવા મળે છે